હા આજે માણસ પાછો એજ ટ્રેન્ડ પર આવી રહ્યો છે જ્યાં અમે શરૂ કર્યું હતું અત્યારે જોઈએ તો ઓર્ગનીક ફૂડનું ચલણ એટલું વધી રહ્યું છે કે કેમિકલ્સના હિસાબે લોકો એટલા પ્રોબ્લેમ્સ જેવા છે આજકલ તમે જોઈ શકો કે નાના બાળકો છે એ પણ ક્યારેક એક્સસાઇઝ કરતાં કે એ કરતાં હાર્ડ અટેક આવે છે જે હેલ્થ પેહલાંની જે ઈમ્યુનિટી હતી એ આજકલ કોઈનામાં જોવા મળતી નથી માણસ લાંબુ નથી જીવતો અને તમે જોવો તો લાઇક ફૌર્ટી ફૌર્ટી ફાયએ તો એકદમ વૃદ્ધ જેવો એનામાં બધા સીનટમસ દેખાવા માંડે છે બિકૌજ ઓફ ફૂડ ઓન્લી કારણકે જે અત્યારે કેમિકલ્સ વાળુ ખાઉ છું કઈ વસ્તુમાં કેમિકલ્સ નથી બધા કે ફ્રૂટસ ખાવ ડોક્ટર કે છે ફ્રૂટસ ખાવ કે વેજીટેબલ્સ ખાવ વધારે ખાવા જોઈએ પણ એમાં પણ કેમિકલ્સ જોવા મળે છે દૂધ પણ પ્યોર નથી મળતું તો આજ કાલ પાણીમાં પણ કેમિકલસ હોય છે તો ખાય શું આપડે છોકરાઓને કહીએ કે આ ખાવ તો હેલ્થ માટે સારું પેલું ખાવ તો હેલ્થ માટે સારું પણ હેલ્થ માટે એ સારું કે જે ઓર્ગનીક ફૂડ પ્રોડક્ટ થ્રુ બનેલું હોય કારણકે અત્યારે એટલે બધા લોકો જે રીતે પાછું યોગ ની શિબિરો કે પછી ઓર્ગનીક ફૂડ ફાર્મિંગ તરફ પાછા મિન્સ જઈ રહ્યાંં છે લોકો અને અત્યારે એનું ચરણ વધી રહ્યું છે બધી જગ્યાએ ઈવન નોટ ઇન ઓન્લી ઈન્ડિયા પણ તમે આઉટ ઓફ કંટ્રી જોવો બીજા દેશોમાં પણ જોવો તો એ બીજા દેશોમાં પણ લોકો ઓર્ગનીક તરફ વધારે આગળ વધતાં ગયા છે કારણકે ઓર્ગનીક ફૂડ જે હેલ્થને સાચી હેલ્થ બનાવે છે અધરવાઇસ તો તમારું સ્વાસ્થ્ય માટે જે અત્યારે કેમિકલસ વાળા ખોરાકો આપણે લઈએ છીએ તો એનાથી શરીરને પણ સારું નથી આપણા ફેમિલી માટે પણ સારું નથી અને ઈવન આપ જોઈ શકો છો કે એનિમલ્સ માટે પણ જ્યાં ખોરાક છે માણસ તો છોડો પણ એનિમલ્સ ને પણ જો આજકાલ દૂધ અને એ દેવામાં આવે છે તો એ લોકો પણ અસર કરે છે એના સ્વાસ્થ્ય ઉપર અને એ જે ફૂડ છે એ લોકોને પણ એનું જે બોડી છે એ નથી લેતું એમ તો પછી માણસને તો એ ક્યાંથી શરીર માટે સારું હોવાનું